હા કોણ અચ્છા અચ્છા હા હા બોલો બોલો અચ્છા હા હા હા અચ્છા તો તમને મારો નંબર કોણે આપ્યો છે ઓકે ઓકે અચ્છા તો આની પહેલાં તમે કેટલી ફિલ્મો બનાવી છે ઠીક છે ઠીક છે ઓકે તો આપણે આ જે આ જે ફિલ્મ જે છે આપણે આપણે અમદાવાદની અંદર છે કે એની બહાર કયા સ્થળે છે હં હં ઠીક છે એમાં શું છે કે મારી પાસે બીજી ઘણી ફિલ્મો મેં સાઈન કરેલી છે તો આ આપણી જે ફિલ્મ છે એ કેટલા સમયમાં પૂરી થશે એટલે વરસ કેટલાં છ મહિના વરસ એટલે કેવી ટાઈમિંગ અચ્છા નવથી દસ મહિના ઠીક છે આ પુછવાનું એટલું હતું મારે કે પછી અમદાવાદની અ નજીકનાં સ્થળ છે ને કેમ કે દૂર દૂર સ્થળે તો પછી મારે બીજા પણ બે ત્રણ મુવી છે સાઈન કરેલ છે તો મારે એને પણ ટાઈમ આપવો પડે ને એટલે અચ્છા હં હં હા ને મૂવીને અ ઠીક છે ને આના મૂવીના કેટલા તમે રાખો છો એટલે એમ કેટલા ચાર્જ છે પહેલાં પૈસા કેટલા તમે ડિસ્ક્સસ કરી લઉં ને અત્યારે જ તો પછી મને ખ્યાલ આવે કે મારે મૂવી પછી આગળ કરવાની કે નહીં કેમ કે મારે બીજી ડાયરેક્ટર જોડે પણ મારી વાતચીત કરેલ છે તો એટલે તમે મને કહો તો હું પછી ડિસાઈડ કરીને નક્કી કરીને કહું તમને અચ્છા એવું છે અચ્છા તો આ જે મૂ મૂવી જે છે એ શોર્ટ ફિલ્મ છે ના એટલે ટૂંકી જ મૂવી છે અચ્છા એવું છે ઓકે હં હં હં ઠીક છે ચાલોને હું વિચારીને પછી તમને કહું અને આ કરવાનું તો મારે છે જ મૂવી તો મારે એ મારે કરવી છે મને આમાં ઇન્ટરેસ્ટ તો છે જ અને મારે છે ને આવવું હશે તો મારે મારો પોર્ટફોલિયો લઈને આવવું પડશે મારા ફોટાનો છે જે એ પોર્ટફોલિયો હા હા ઓકે અંહંહં હા હા ભલે અચ્છા તો મને ઓફિસનું એડ્રેસ મને આપી દેજો ને તો અ

ઠીક છે ઠીક છે હા ભલે ચાલો હા હા ચાલો હા હા થેન્ક્યુ